પાણીની જરૂરત બધાને જ પડે છે મનુષ્યને બી પડે છે જીવ આખા પશુઓને બી પડે છે પક્ષીઓને બી પડે છે અને વનસ્પતિઓને બી પડે છે પાણીની જરૂરત મનુષ્યને રસોઈ બનાવવા માટે બી પડે છે કંઇપણ વસ્તુ બનાવવા માટે વનસ્પતિને આપણે ફળ ફૂલ એ ફળને શાકભાજી બધું જ લેવા માટે બી આપણને પાણીની જરૂર પડે જ છે પાણી વગર તો કોઈપણ આપણું આખા દિવસમાં દરમ્યાન પાણી વગર કંઇપણ કોઈને ચાલતું જ નથી અને પાણી બધી જ વસ્તુ બનાવવા માટે પાણીની જરૂર પડતી જ હોય છે એટલે પાણી વગર તો જીવન અશક્ય જ છે આપણું વનસ્પતિઓને બી પાણીની જરૂરત પડતી હોય છે તો જ આપણને ફળ અને ફ્રૂટને શાકભાજીને બધું જ આપે વરસાદ બી ના પડે તો વનસ્પતિને એ લોકોને બી નહીં ચાલે વનસ્પતિને પાણી વગર વરસાદ ના પડે તો મનુષ્યને બી ખેડૂતોને બધાને જ બહુ તકલીફ પડે છે ને પાણી વગર આપણું જીવન અશક્ય છે